ભારતમાં બહુ બધી સરકારી યોજનાઓ છે એમાંથી વિકસિત ભારત રૂફ ટોપ સોલરાઈઝેશન મધ્યમ વર્ગ માટે આવાસ યોજના અને પ્રધાનમંત્રી જન ધન યોજના વિષે મને માહિતી છે એમાંથી હું પ્રધાનમંત્રી જન ધન યોજનાનો લાભ લઈ રહ્યો છું આ યોજના માટે તમને જન ધન ખાતું ખોલવું પડશે અને એમાં તમને દસ હજાર રૂપિયા ની સુવિધા મળી જશે આ સુવિધા માટે આપણને બેંક શાખામાં જઈને જે જન ધન ખાતાનું બેંક હોય એમાં પોતાનું ખાતું ખોલવું પડશે અને છ મહિના પછી તમારા બેંક ખાતામાં દસ હજાર રૂપિયા આવી જશે અને એના પછી તમને જ્યારે પણ કોઈ પણ લોન તમારા વ્યાપાર કે બીજા કોઈ કામમાં રૂપિયા જોઈતા હોય તો લોન તરીકે તમે લઈ શકશો